હાલો પૂર્વી મકવાણા વાત કરો છો હા એકચુંલી મેં તમને ગોલ્ડ લોન માટે ફોન કર્યો છે હું હું મેનેજર વાત કરું છું મને એવી જાણ મળી છે કે તમે ગોલ્ડ લોન માટે બહુ ઇન્ટરેસ્ટેડ છો તો એના માટે મેં તમને કોલ કરેલો છે હા ગોલ્ડ પર લોન તો એકદમ જ સરળ રીતે મળી શકે છે પણ હવે તમારું ગોલ્ડ જે છે તે કેટલા કેરેટનું છે અને કેવું છે એ મારે તમે રૂબરૂ તમે મને મળી શકો તો હું જોઈને કહી શકું કે એના પર તમને કેટલા રૂપિયા મળી શકે કે એના પર વ્યાજ કઈ રીતે લાગી શકે છે બરાબર અને એ તમને જે પણ અમાઉન્ટ મળશે તમારા ગોલ્ડ મુજબ એને પહેલાં અમાઉન્ટમાંથી પહેલો હપ્તો કાપી લેવામાં આવે છે બરાબર અને દર મહિને તમારે એ મુજબ જે તમારી હપ્તાની જે સિસ્ટમ હોય છે તે તમારે દર મહિને ચુકવ્યા કરવાના હોય છે એવી રીતનું છે તો તમે ગોલ્ડ લઈને જો રૂબરૂ આવી શકતાં હોય તો ત્યાર પછી અમે ખાતરી કરીને કહી શકીએ કે કઈ રીતે તમને કેટલા રૂપિયા મળવાપાત્ર છે એવા ડોક્યુમેન્ટની જરૂર નથી તમારું આધાર કાર્ડ જોઈશે બરાબર તમારો આધાર કાડ એક જોઈશે અને તમે રૂબરૂ આવો ઓકે એટલે આપણે મળીને વાત કરી લઈએ તમારું ગોલ્ડ કઈ ટાઈપની છે તે જરા જોઈ લઈએ પછી આપણે આગળ વાત કરીએ એટલે તમને કેટલા રૂપિયા સુધીની જરૂર છે બરાબર છે એક લાખ સુધીની જરૂર છે ને હા તો મિનિમમ તમારે ત્રણ તોલા જેટલું તમારી પાસે ત્રણથી ચાર તોલા જેટલું સોનું હોવું જરૂરી છે ઓકે ઓકે થઈ જશે વાંધો નહીં થઈ જશે થઈ જશે તમે શોપ પર આવો એટલે આપણે રૂબરૂ જોઈ લઈએ ઓકે હા